જી હા જ્યારે અમારો પાક ઉત્પાદન થાય છે ત્યારે વચેટીયા વેપારીઓ હોય છે એ અમને મદદ કરતા હોય છે પરંતુ સાથે સાથે તેઓ અમારું શોષણ પણ કરતા હોય છે અમારો જે માલ હોય છે સારી કવૉલિટીનો હોય છે એ ઓછા દરમાં વેચાવે છે અને એ પોતે વેપારીને ઊંચા દરમાં વેચે છે અને વચ્ચેનું કમિશન લઈ લે છે આવી રીતે અમારું શોષણ કરે છે